હું મારી લેખન પ્રવૃતિ દ્વારા લક્ષ્ય તો એટલો બધો બહુ ખાસ નથી જેમકે એમ ફ્રી બેઠો હોય તો મારા જીવનમાં કઈ રીતે હું કર્યું મારા દિવસ કેવાં ગયાં એ રીતે મેં સાંજે જ્યારે ફ્રી હોય ત્યારે એમ લખતો હોઉં છું તો આમ થોડું લખવાનો શોખ છે મને એવું તો કઈ ખાસ લક્ષ્ય જેવું નહીં મળે કેમકે આગળ જીવનમાં શું કરવું શું નહીં કરવું કઈ રીતે આગળનું જીવન જીવવાનું છે મારા લક્ષ્ય એ રીતે એવું થોડું નાનું એવું લખતો હોઉં છું ક્યારેક ફ્રી હોય ને ત્યારે બીજા મારા કયા ગોલ છે હું કરવાનું છે જીવનમાં આગળ એ બધું લખતો તો જ્યારે એમ ક્યારેક એવા સારા એવા સુવિચાર ક્યાં બધુ વાર્તા મોટીવેશન એવી વાર્તા એવી ક્યારેક આમ ફ્રી હોય તો લખતો હોય છે જે એમ આપણા માટે સમાજ માટે દેશ માટે લાભદાયક હોય છે એવું વધારે આમ લખવું ગમે કે જ્યારે આમ મને રમતનો વધારે રમત ગમતનો શોખ છે કે જેમાં મારી વધુ પડતી પસંદગી ગેમ છે ક્રિકેટ તેમાં ફેવરેટ ક્રિકેટર છે વિરાટ કોહલી એના વિશે ક્યારેક થોડુંક લખતો હોય છે વીર વિરાટ કોહલી લઈ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વેન્ટી ટ્વેન્ટી એના વિશે જ્યારે હું લખતો હોય છે એમ વિરાટ કોહલી વિશે લખવું ગમે છે એમાં મરી લાઈફ વિશે લખવું ગમે છે અત્યાર શું કરવું શું નહીં કર્યું જે કરવું તું તે થયું કે નહીં આવે આગળ શું કરવાનું છે એના વિશે એમ લખવું ગમે છે જ્યારે કઈક બીજું સારા સારા એવા સુવિચાર છે સારી વાર્તાઓ છે જે લખવું જેનાથી બીજાને કોઈ વાંચે તો એ કોઈ પોતાને આમ મોટીવેશન મેળવી શકે કંઈક કરવા માટે પ્રેરણા એને આવે એવી રીતે લખવું એમ લખવું ગમે છે જે એમ મારી બુક જે મેં કઈ લખ્યું હોય તે બીજા લોકો વાંચે તો એને આમ સારું એવું નોલેજ મળે એ માટે બુક લખતો હોય છે